હાલ ગુજરાતમાં સૌને આગળ વધવાની સમાન તક મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ અસ્તિત્વમાં આવેલી છે સૌને અલગ અલગ વ્યવસાય માટે વ્યવસાય લોન પણ ઉપલબદ્ધ કરવામાં આવે છે કૃષિ ક્ષેત્રે પણ કૃષિ લોન આપવામાં આવે છે આ ઉપરાંત ગરીબ ગરીબ માણસોને મફત અનાજની પણ સેવા આપવામાં આવે છે શાળાઓમાં મધ્યાહ્ન ભોજન અંતર્ગત બાળકોને મફત ભોજન આપવામાં આવે છે બાળકોને શ શિષ્યવૃત્તિ સહાય પણ આપવામાં આવે છે આ ઉપરાંત વિધવા સહાય પેન્શન અલગ અલગ આવી યોજનાઓ અંતર્ગત ગુજરાતના નાગરિકોને સેવાઓ આપવામાં આવે છે